હું ગાંધીનગરમાં સરકારી સ્વિમિંગમાં સ્વિમિંગ શીખ્યો હતો અને સ્વિમિંગ કરવાથી આપણી બૉડીને પણ બહુ ફાયદો થાય છે સ્વિમિંગ કરવાથી આપણું શરીર સ્વસ્થ રહે છે સ્વિમિંગ કરવાથી આપણા શરીરનું આકાર જાળવી રહે મારા મત મુજબ દરેક વ્યક્તિએ સ્વિમિંગ શીખવું જોઈએ જેનાથી સ્વિમિંગથી આપણી કૅલરીઝ પણ બર્ન થાય છે અને સ્વિમિંગથી આપણને બૉડીને સારું રહે છે અને જયારે કોઈ આપાતકાલીન સ્થિતિ આવી શકે જેવી કે ડૅમ તૂટી જવો બહુ વરસાદ પડી જવો અને પાણી ભરાઈ જાય ત્યારે જો આપણે સ્વિમિંગ શીખેલું હોય તો એ વખતે કામ આવે છે અને આપણે સ્વિમિંગ કરીને અને એ વખતે બહાર નીકળીને અને જો કોઈ લોક કોઈ માણસો પાણીમાં ફસાઈ ગયા હોય તો તેને આપણે સ્વિમિંગ કરીને બચાવી શકીએ છીએ અને તેમને બહાર લાવીને તેમની જાન પણ બચાવી શકીએ મારા મત મુજબ દરેક વ્યક્તિએ સ્વિમિંગ શીખવું જોઈએ જેનાથી તમારે પોતાના સાઈડની પણ ફાયદો થાય અને જયારે કોઈ આપાતકાલીન સ્થિતિ હશે કે ત્યારે તમે બીજાને પણ ફાયદો પહોંચાડી શકો